હું નવમા ધોરણમાં હતી જ્યારે મેં સૌથી પહેલાં સોસ્યલ મીડિયા પોતાનું ચાલું કર્યું હતું મને એમ હતું કે હું આમાં મારા જીવનના બધા પ્રસંગો અને એવું બધું બધાને કહેવા માટે મને સારું પડશે મને એમ હતું કે હું આમ જ કરું છું મને મેં એવું કંઇ વિચાર્યું નહોતું કે હું આવા મોટા મોટા લાંબા વિડીયો બનાવીશ અને એ બધા સોસ્યલ મીડિયા ઉપર મૂકીશ અને એનાથી મને આટલો આનંદ આવશે સૌથી પહેલાં મેં જ્યારે પોતાનું સોસ્યલ મીડિયા અકાઉન્ટ ચાલું કર્યું હતું ત્યારે ત્યારે મેં નાના નાના વિડીયો બનાવવાના શરૂ કર્યા મને ચિત્રકામ ને એવું બહુ ગમતું હતું એટલે એના પર મેં અમુક વિડીયો બનાવ્યા અને અચાનકથી મને એવું ખબર પડી કે આવું કરવાથી મને ખૂબ જ આનંદ મળે છે મને એમ થાય છે કે આ વસ્તુથી હું મારૂં કામ પણ કરી શકું છું અને બીજા લોકોને પણ મારૂં કામ બતાવી શકું છું એટલે જે જે પણ વિડીયો હું મુકતી હતી એમાં હું મારૂં સો ટકા આપતી હતી એમાં જે પણ મારા જે કામ પ્રત્યેના વિચારો હતા જે મારા જીવનમાં થતા પ્રસંગો હતા એ બધું હું એમાં કહેતી હતી એક સમય એવો આવ્યો કે હું મારાં ઘરે મારી મમ્મીને પણ કહેવા માંડી કે તમે જે ખાવાનું બનાવો છો એનો વિડીયો બનાવો મારા ભાઈને કહેતી કે તું તારો રમત ગમતના વિડીયો બનાવ એમ કરીને અમે બધા સોસલ મીડિયા ઉપર વિડીયો મૂકવા માંડ્યા આપણે બધા સોસ્યલ મીડિયા ઉપર જોતા જ હોઈએ છીએ કે અલગ અલગ પ્રકારના બધા વિડીયો આવતા હોય છે કોઈક પોતાનું નૃત્યકલા પ્રદર્શિત કરતું હોય છે અથવા તો કોઈ કોમેડી વિડીયો બનાવતું હોય છે અને આપણે બધા જે જે લોકો આપણને જોતા હોય એ લોકો સાથે એક એક તરફથી શું કહેવાય એક સારી